ગુજરાતમાં મુખ્યત્વે તમામ ધર્મ ગ્રંથો તેમજ શાસ્ત્રોનું પાલન કરવામાં આવે છે જેમકે આપણે હિન્દુ લોકો વેદો ઉપનિષદો શ્રીમદ ભગવદ ગીતા તથા પુરાણો નું વાંચન તેમજ તેમનું પાલન કરે છે જે અને ગુજરાતમાં રહેતા મુસ્લિમો ક્રી ખ્રિસ્તીઓ અને બીજા બધા જે જૈન બુદ્ધ બૌદ્ધ એ લોકો છે એ બધાં પણ કુરાન બાઇબલ ત્રિપિટીક ત્રિપિટક વગેરેનાં ઉપદેશોનું વાંચન કરે છે તેમજ તેમને પૂજ્ય ગણે છે અને તેમના ઉપદેશોનું પાલન કરે છે તો આમ મળીને ગુજરાતમાં જે બધાં ધર્મો મળીને રહે છે અને તેવી જ રીતે બધાં ધર્મોના પોતપોતાના ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોના ઉપદેશોનું પાલન કરવામાં આવે છે